મારા ગામમાં પાણીના વિવિધ સ્ત્રોત તરીકે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલ છે જેના દ્વારા આખા ગામમાં પૂરતું પાણી મળી રહે આ સિવાય ગામમાં એક મોટું તળાવ આવેલું છે જેથી અન્ય વપરાશ માટે ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે